વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત આવવા માટે એક ગામથી બીજા ગામમાં આવી શકતા નથી તે માટે માતા પિતા જાગૃત થતાં નથી શાળામાં નિયમિત આવવા માટે માતા પિતા અભણ હોય છે અને માતા પિતા ગરીબ હોવાથી બાળકો ને નિયમિત રીતે શાળામાં જઈ શકતાં નથી ક્યારેક અતિશય વરસાદ અતિશય તડકો અને અતિશય ઠંડીમાં પણ વિદ્યાર્થીઓ નિયમિત સ્કૂલ આવી શકતા નથી ગામમાં એક ગામમાંથી બીજા ગામમાંથી શહેરમાં ભણવા જતા વિદ્યાર્થી ઓછા વાહન વ્યવહારના કારણે અનિયમિત રહેતા હોય છે